આમ જોઈએ તો લેખનના ઘણાં બધાં પ્રકારો છે કોઈ કવિતાઓ લખતું હોય કોઈ નવલકથા લખતું હોય કોઈ વાર્તાઓ લખતું હોય છે એમ બધાં લેખકો હોય એમના અલગ અલગ પ્રકારો હોય છે લખવાના અને એમની લેખન શૈલીના હું છું તો હું કવિતાઓ લખું છું હવે મારી કવિતાઓમાં એવું થતું હોય છે કે મારી કવિતાઓ મોટા ભાગે મારા વિચારો ઉપર આધારિત હોય છે કે મને કોઈ એક વિચાર આવ્યો અને એના પરથી મેં એક કવિતાની સર્જન કર્યું આમ જોઉં તો બધાં લેખકોની કદાચ અલગ અલગ રીત હોય છે લખવાની ઘણાં લોકો હોય તો એમને કોઈને જોઈને કંઈ પ્રેરણા મળતી હોય તો એમના પર લખતાં હોય છે ઘણાં લોકોને એવું હોય છેકે એ લોકો કોઈ એક એવા નિર્ધારિત સમયે હોય તો એ સમયે એ લોકોને કોઈ વિચાર આવતાં હોય ત્યારે લખતાં હોય છે પણ એક મૂળ વાત તો વિચાર ઉપર આવીને જ અટકે છે કે બધાં લોકોના વિચારો અલગ અલગ હોય છે તો બધાં લોકોના લેખને એના હિસાબે અલગ અલગ જ થવાના છે તો મારું એવું જ માનવું છે કે હું બીજા બધા લેખકોથી બસ વિચારમાં જ અલગ પડું છું કે મારો જે વિચાર છે એ મારો પોતાનો છે મને આવેલો વિચાર છે અને મને આવેલો વિચાર છે એ ક્યાંકને ક્યાંક હું એને જ્યારે લેખનની અંદર ઉતારું છું તો મને એવું લાગે છેકે આ મારી પોતાની કૃતિ છે કે મે આ મારા મારા દ્વારા સર્જન કરેલું છે તો એમ હું બધા કરતાં અલગ પડું છું અને કવિતાઓ તો ઘણાં બધાં કવિઓએ લખેલી છે જેમકે આપણા ગુજરાતીમાં પણ ઘણા બધા કવિઓ છે કે જેઓ ખ્યાતનામ છે જેમના ખૂબ મોટાં મોટાં નામો છે તો એ લોકો પણ બીજાં લોકો કરતાં આમ જ અલગ પડેલાં છે કે એ લોકોએ કંઇક અલગ કરેલું છે કંઇક એવું રચેલું છેકે જે લોકો સુધી પહોંચ્યું છે અને મારુ તો એવું જ માનવું છેકે જ્યારે તમે તમારી કૃતિની અંદર ભાવનાઓ અને તમારા વિચારોનું સર્જન છે એ બેનું સમન્વય થાય ત્યારે જ કંઇ એક એક એક એવી કૃતિ આવે કે જે ખૂબ આગળ જાય અને જેમ કઈએને કે ઈ યાદ રે એવી એ કૃતિનું સર્જન ત્યારે જ થવાનું છે અને હા લખવાની જ્યારે વાત આવે તો એમાં ઘણી બધી વસ્તુ એવી છે કે જ્યારે હજી તો હું એમ માનીશ કે હું મારી જાતને એવી રીતે માનીશ કે હું શીખું છું તો ઘણી વખત એવું બનતું હોય કે લખવામાં ક્યારેક ભૂલ થઈ જાય કે તમારો વિચાર એવો હતો એ એ વિચાર પાછળ તમને પૂરતું જ્ઞાન ન હોય તો પણ તમે કંઇક ઊંધું લખી બેસો તો એના માટે આ બધી વસ્તુ જરૂરી છે કે પહેલા તો તમે જેના વિષે લખો છોને તમને પૂરતું જ્ઞાન હોય અને એ પછી તમે લખવાનું ચાલુ કરો બીજી પણ ઘણી એવી બાબતો છે કે જે હું મારા માટે પોતાના માટે સુધારવા માંગીશ કે જે મારા લેખનમાં મને વધારે ઉપયોગી બને જેમકે હું હું કોઈક વિચાર આવે ત્યારે ઘણી વખત એ વિચારને જતો કરી દઉં કે ઠીક છે પછી લખીશ પછી લખીશ એમ પછી લખવા વાળી વાત જે આવે તો એવું બને ને કે ઘણી વખત એક વિચાર છે બીજી વખત ના આવી શકે તો અંતે આવીને વાત તો વિચાર ઉપર જ અટકવાની છે કે જે તમારો વિચાર છે એ કેવો છે અને કઈ રીતનો છે બીજી ઘણી એવી બાબતો છેકે ક્યારેક હું લખતો હોઉં તો એ અડધું પૂરું થ્યું કે પોણું પૂરું થયું ત્યારે જ એને મૂકી દઉં છું કે ઠીક છે આને પછી પૂરી કરીશ કે આ કવિતા છે તો હવે આનો અંત છે પછી ક્યારેક કરીશ અને પછી ક્યારેક કરવામાં પણ પાછળ જ રહી જઈએ છીએ કે પછી એ પૂરું થતું જ નથી ઘણીવખત કે પડ્યું રહે છે એમને એમ પછી ઘણી વખત એવું બનતું હોય કે કોઈ વિચાર આવ્યો એને લખ્યો એકબે વાર અને પછી એવું થાય કે આતો સાલું ક્યાંક વાંચેલું લાગે છે અને આવું બને કારણ કે જ્યારે વિચારોનો સમન્વય થાય ને કે મારો એક વિચાર છે બીજા કોઈક લેખકનો વિચાર છે ત્યારે જ્યારે બે વિચાર એક સરખા થાય ને તો તમે એક વસ્તુને ઘણી રીતે કહી શકો હવે માનો કે ઉદાહરણ તરીકે તમે એક કોઈ રૂમ હોય એની અંદર તમે સો કવિઓને કે સો લેખકોને બેસાડો અને એમને સેઈમ વિચાર આપો કે એક સરખો એમને આઇડિયા આપો કે તમારે આ એક વિષય છે આની પર તમારે લખવાનું છે એ લોકો લખશે પણ બધાંની લખવાની જે રીત છે અલગ હશે બધાંના જે વિચારો નીકળીને આવશે એ અલગ હશે ને બધાંની જે કૃતિનું સર્જન થશેને એ પણ અલગ જ થશે પણ એ વિષય તો સરખો જ હતો એ જે તમે એમને જે સબ્જેક્ટ જે તમને મેં વિષય આપેલો હતો એતો સરખો જ હતો તો એના કારણે થવાનું એ છે કે તમને ક્યાંકને ક્યાંક એવું લાગશે કે હા ઠીક છે કે બધાએ એક સરખું જ લખેલું છે કે અંતર ખાલી એટલું છે કે તમે એ વિચારને અલગ રીતે રજૂ કરો છો અને બીજા વ્યક્તિએ વિચારને અલગ રીતે રજૂ કર્યો છે તો આ એક બાબત છેકે જો મારા પોતાના લેખનમાં સુધારવા માંગીશ કે ઘણી વખત હું એ કૃતિને એટલા માટે જ જતી કરી દઉ છું કે મને એવું લાગતું હોય કે આ તો ખૂબ એક એક રીતે કહીએ તો એવું લાગે કે આતો મારા પોતાના માટે છે કે પર્સનલ વસ્તુ છે ઘણી વખત એવું લાગતું હોય કે કોઈ વિચારોને લખ્યાં હોય પછી એવું લાગે કે જ્યારે તમે વાંચતાં હો બીજા કોઈ કવિઓને કે બીજા કોઈ લેખકોને ત્યારે એજ સેમ વસ્તુને એજ એજ વસ્તુને એ લોકોએ બીજી રીતે રજૂ કરેલી હોય ત્યારે તમને એવું લાગે કે આ મારી ખામી છેકે હું બીજા લોકોના વિચારોને તો ચોરી નથી કરી લેતોને તો આ બધી વસ્તુમાંથી બહાર આવીને એવું શીખવાનું છે કે મારું સર્જન છે મારું પોતાનું છે આ વિચાર જ્યારે મારી અંદર આવશે ત્યારે હું માનીશ કે મારું મારું જે લેખન છે એ બીજા કરતાં ઉપર છે